ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની મુખ્ય તકો અને પડકારો જો જોઈએ તો મુખ્ય તકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સારા વિદ્યાર્થીઓની હાજરી આ સિવાય ઘણી બધી નવી કંપનીઓ મલ્ટીનેસનલ કંપનીઓ કચ્છ અમદાવાદ સુરત બરોડામાં આવી રહી છે જે મુખ્ય તકો છે જેની સામે શૈક્ષણિક સંસ્થાઓ કોલિટી ઉપર એટલે કે ગુણવત્તા ઉપર ધ્યાન ન આપતા પૈસા કમાવાની વૃત્તિ ઉપર ધ્યાન આપે છે